મેં ફોટોગ્રાફીની ઔપચારીક તાલીમ લીધી નથી પણ અમે લોકો મ્યૂઝિકલ પ્રોગ્રામમાં જઈએ ત્યાં સ્ટુડીઓમાં મારી એક ફ્રેન્ડ છે એ પોતે ગીત ગાતી હતી તો મને કે તમે મારો વિડીયો ઉતારો એટલે મેં ફોટા પાડેલા ત્યાં આગળ એટલે એમણે જોએલા એટલે મને કે તમે મારા આખા ગીતનો વિડીયો ઉતારીને મને મોકલજો એમણે મને પોતાનો નંબર પણ આપ્યો અને પછી મેં વિડીયો ઉતારીને એ એને પાછો એમના ફોન ઉપર વિડીયો મોકલ્યો આ રીતે ધીરે ધીરે હું જ્યારે બી પોગ્રામ હોય ત્યારે ત્યાં જઈશ અને એ પ્રમાણે ત્યાં આગળ ફોટો શૂટ કરતો અને અમારે અહીંયાં હું આશ્રમમાં આવ્યા પછી અમારા અહીંયાં જે બધા તહેવારો ઉજવાય એના બી ફોટા લઈએ અમારે અહીંયાં હોલની અંદર ગેમ રમાડીએ એના પણ ફોટોગ્રાફી કરું વિડીયોગ્રાફી કરું અને એ રીતે દરેક પોગ્રામમાં હું ફોટોગ્રાફી અને વિડીયો મારી જાતે શીખ્યો છું અને મારી પ્રેરણામૂર્તિ અમારા મેનેજર કેતુલ ભાઈ અહીંયાં માનવ સેવા ટ્રસ્ટમાં મેનેજર છે એ પોતે ફોટા પાડતા અને વિડીયો ઉતારતા એ જોઈને હું પણ શીખી ગયો અને વધુ સારી રીતે અત્યારે હું ફોટા ફોટોગ્રાફી કરી શકું છું અને સારામાં સારા વિડીયો પણ ઉતારી શકું છું અને અમારે અહીંયાં આશ્રમના જે ટ્રસ્ટી છે રંજના બેન એમને અમે લોકો વોટ્સએપ કરીએ છીએ જે ફોટા મ ઉતાર્યા હોય ફોટા પાડ્યા હોય અને વિડીયો ઉતાર્યા હોય તો એ વિડીયો અમે એમને મોકલીએ છીએ અમે ગેમ રમીએ છીએ ત્યારે એના પણ તો એમને એટલી ખુશી થઈ અને એમણે અમને અમે લોકો મહિને બે મહિને એવી ગેમનો પોગ્રામ કરતાં અહીંયાં પણ એમના કહેવાથી અમે હવે દર અઠવાડિએ બધા મેમ્બરોને ગેમ રમાડીએ છીએ એમાં પ્રાઇઝ પણ આપીએ છીએ એમાં અમે ત્રણ જણા હું ધનજીભાઈ કિરણભાઈ અમે કોનટ્રીબ્યુશન આપીએ છીએ અને નવી નવી ગેમો વિચારીએ છીએ અને એને એ પ્રમાણે બધા જે રમવા જે વસ્તુઓ લાગતી હોય એ અમે બજારમાંથી પરચેસ કરી અને અમે એના પૈસા અમે પોતે કાઢીએ છીએ સંસ્થા અમને એમાં કોઈ પૈસા આપતી નથી પણ અમે અમારા પૈસા કરી અને અમે લોકો ગેમ રમાડીએ હમણાં પંદર ઓગસ્ટના અમે લોકોએ અમારે ધ્વજવંદનનો પોગ્રામ હતો એ પછી એના બી ફોટા અને વિડીયો ઉતાર્યા અને ગેમ રમાડી હતી અને એમાં બધાને પ્રાઇઝ આપ્યું કોઈને બિસ્કિટ કોઈને ચોકલેટ કોઈને કોલ્ડ્રિંક્સની બોટલ કેક એ રીતના અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને એના બધા ફોટા ઉતાર્યા વિડીયો ઉતાર્યા એ બધા અમે ઉપર મોકલ્યા અમારા ટ્રસ્ટી પણ આવ્યા હતા ધ્વજવંદન આપવા માટે તો આ રીતે અમે અહીંયાં ગેમ રમીએ કે કોઈ પણ ઉત્સવો હોય તો એ ઉત્સવમાં ફોટોગ્રાફી અને વિડીયો હું પોતે ઉતારું છું અને અમારે ઘણી વખત મેનેજર સહેબ હાજર ન હોય તો એમને એ ફોટા હું સેન્ડ કરી અને એમને પણ મોકલી આપું છું